ફોટોગ્રાફ્સનું વર્ણન કરવું એ થોડુંક જટિલ અને અઘરું છે કારણ કે ફોટોગ્રાફીમાં એક ઇમોસન છુપાવેલું હોય છે છુપાયેલું હોય છે એટલે કે જ્યારે આપણે કોઈપણ જગ્યાનો ફોટો પાડતા હોઈએ ત્યારે એની આબેહૂબ કોપી એ ફોટામાં સમાવેલી હોય છે અને એ ફોટો જ્યારે આપણે આવનારા દસ વરસ પછી પણ જોઈ શકીએ છીએ ત્યારે એજ સેમ કલર અને એ જ સેમ સિચુએશન પરિસ્થિતિ જેને કહેવાય એ આપણને દસ વર્ષ પછી પણ એવી ને એવી જોવા મળતી હોય છે જેથી કરીને યાદગીરી સમાવેલી હોય છે એમ કહી શકાય સામાન્ય રીતે અમે નેચર ટાઈપના ફોટોગ્રાફીના વધારે શોખીન છીએ કારણ કે અમે નેચર ટાઈપના ફોટોગ્રાફી લઇએ છીએ અને જ્યારે વરસાદ પડતો હોય વરસાદની સિઝન હોય વરસાદ આવી ગયો હોય અને થોડોક સૂર્યપ્રકાશ આવતો હોય ત્યારે એ પાંદડાઓમાં ભીના પાંદડાઓમાં જ્યારે એક સૂર્ય પ્રકાશનું કિરણ અંદર પ્રકિર્ણ થાય છે ત્યારે જે ગ્રીન કલરમાં પીળા કલરનું જે શેડ પડે છે અને એની જ ફોટોગ્રાફી કરવાની મજા એક અલગ અને આગવી ને નિરાલી છે